હું હિન્દુ સંસ્કૃતિમાંથી આવું છું અને અમારી સંસ્કૃતિમાં લગ્નની એક જ વિધિ હોય છે અમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરીએ છીએ અમારી લગ્ન વિધિમાં કોઈક જે સમાજ છે તેમાં લગ્ન સમયે વર વધુના ચાર ફેરા ફેરવવામાં આવે છે અને અમુક સમાજમાં લગ્ન સમયે વર વધુને સાત ફેરા ફેરવવામાં આવે છે આર્ય સમાજ પ્રમાણે સાત ફેરા હોય છે અને બાકી સામાન્ય રીતે ચાર ફેરા ફેરવવામાં આવે છે અમારા લગ્નમાં પહેલાં દિવસે કન્યાને અને વરને એમનાં ઘરે જે પીઠી કહેવાય અમારામાં પીઠીની રસમ હોય તો આ પીઠીની રસમમાં એક હળદર અને બીજા બધા આયુર્વેદિક દ્રવ્યો મેળવીને એક ગાઢો બનાવામાં આવે છે અને એનાથી વર અનેને વધુનાં શરીર પર લેપન કરવામાં આવે છે આનાથી એ લોકોનો શરીરનો વાન ઉજળો બને છે અને બીજા કોઇ પણ જે રોગ પ્રતિકારક શક્તિ એમની વધે છે અને કોઈ પણ એમનાં શરીર પર જો કોઈ વિષ દ્રવ્ય હોય તો એનો નાશ થાય છે અને પછી રાત્રે સંગીત સંધ્યા નામની એક હોય છે અમારો પ્રોગ્રામ તો એમાં અમે ગુજરાતી સંસ્કૃતિમાં એટલે અમારે ગરબાનું ખૂબ મહત્ત્વ એટલે રાત્રે બધા ભેગાં મળીને સગા સબંધીઓ જે આવ્યા હોય છે તે વર અને કન્યા સાથે મળીને સરસ મજાના ગરબા રમે છે આના પછી અમારે મંડપ મૂરત પણ એક કહેવાય આ મંડપ મૂરતમાં કન્યાનાં ઘરે એનાં માતા પિતા અને વરનાં ઘરે એનાં માતા પિતા બેસે છે અને બ્રાહ્મણ હોય તે બધી વિધિ કરાવે ને છે અને લગ્ન માટેનો જ મંડપ હોય તેનું રોપણ કરવામાં આવે છે આના પછી કન્યાનાં લગ્ન હોય તો વરરાજા કન્યાનાં ઘરે જાન લઈને આવે છે સગા સબંધી સાજન માજન બધા આવ્યાં હોય છે સરસ મજાનો જમણવાર થાય છે અને વર વરઘોડા પર બેસીને એક એવું કહેવાય કે વરઘોડો એટલે એમાં એવું હોય કે વર હોય એ ખરેખર ઘોડા પર બેસીને આવે પણ આજ કાલના જમાના પ્રમાણે એ બગીમાં બેસીને અથવા કારમાં બેસીને પણ આવે છે અને બધા નાચતા ગાતા જાનૈયાઓ એ માંડવે આવે વરરાજને લઈને વર વરમાળા વર વધુ એકબીજાને ગળામાં પહેરાવે અને અને સરસ વાજતે ગાજતે એમનાં લગ્ન થાય છે એમાં કન્યાદાન પણ એક પ્રસંગ હોય છે કે જેમાં કન્યાનાં માતા પિતા હોય એ કન્યાનો હાથ એ વરના હાથમાં આપે છે વરરાજાના હાથમાં આપે છે કે આજથી અમે અમારી દીકરી એ તમને સોંપીએ છીએ અમારા ઘરની લક્ષ્મી એ હવે તમારા ઘરની છે તમે એનું ધ્યાન રાખજો એને સાચવજો અને એ રીતે આ કન્યાદાનનો વિધિ થાય છે બ્રાહ્મણ અમારા જે હોય ગોર મહારાજ એ આ બધી વિધિ કરાવે છે આના પછી વર વધુ ફેરા ફરે છે અને બંને એકબીજાના પૂર એકબીજાને જીવનભર સાથ આપવાનાં વચન આપે છે જે સાત ફેરા ફરે છે ત્યારે એકબીજાને એ લોકો વચન આપે છે કે સુખ દુઃખમાં અમે એકબીજાનો સાથ આપીશું અને જીંદગીભર એકબીજાનો સાથ નિભાવીશું સારા નરસા પ્રસંગે સાથે રહીશું કન્યા અને વર એકબીજાનાં માતા પિતાની સંભાળ રાખશે સગા સંબંધીઓનું માન રાખશે અને એમની પછીની જે સંતતિ પેદા થશે એને સારા સંસ્કારનો વારસો આપશે અને સારી રીતે સમાજ સ્વસ્થ સમાજનું નિર્માણ કરશે એવાં સાત વચનો એ સાત ફેરામાં લેવામાં આવે છે અને આવી રીતે લગ્નની વિધિ પૂર્ણ થાય છે આ ખૂબ સરસ પ્રસંગ હોય છે જેમાં દેવતાઓ પણ પુષ્પવર્ષા કરે છે